હા હું ડૉક્ટર ચાવડાથી વાત કરી રહી છું મને કંઈક સમજ નથી પડી રહ્યું મને અત્યારે હું બહાર ગઈ હતી પણ મને ઉપર નીચે બધું મિક્સ થઈ ગયું કંઈ દેખાતું નથી અને કોઈ કહે છે તે ના મેં પીધું એ હવે બેઠી છું થોડુંક હવે ઓકે થયું છે પણ નથી ખ્યાલ આવતો કે શું થયું એકદમથી અત્યારે એકદમ હાટ બીટ એકદમ વધારે થઈ ગઈ છે અને બધી વસ્તુઓ બહુ વધારે દેખાઈ રહી છે અને કોઈ કહે છે તો કંઈ હવે થોડુંક બરાબર થાય છે પણ નથી બરાબર લાગી રહ્યું શું કરવું જોઈએ મારે ઓકે હું આજે બહાર ગઈ હતી તો મને રસ્તામાં એક નાનો જીવ મળ્યું એક ડોગ મળ્યો પણ એની હાલત બહુ જ ખરાબ હતી અને એને જોઈને મને એની માટે બહુ દુઃખ થયું કે એની જિંદગી કેમ આવી છે ને પછી એની માટે મારે કંઈક કરવાની ઈચ્છા થઈ પણ હું કંઈ કરી ન શકી એટલે મેં બોલાવ્યા જે લોકો એનું ધ્યાન રાખી શકે પણ એ લોકો એને નહીં બચાવી શક્યા એટલે હવે મને બહુ ખોટું લાગી રહ્યું છે હું એને ન બચાવી શકી હું ટાઈમ પર ન પહોંચી શકી એની માટે પણ હું હવે થોડુંક વહેલું પહોંચતે ત્યાં તો હું કંઈક કરી શકતે પણ નહીં થયું મારાથી બરાબર કહી રહ્યા છો તમે

તો હું આગળ વધું ને પાછું આવી કંઈક વસ્તુ થઈ મારી સાથે તો હું કંઈ નહીં કરી શકું તો પાછું શું ત્યારે મારે શું કરવું જોઈએ

સારું એવું કરવાની હું કોશિશ કરીશ પણ તો પણ હવે કંઈક બરાબર નહીં થયું તો ત્યારે તમે મને કોઈક ઓકે તો મારે કેટલા ટાઈમ તમારી પાસે આવવું પડશે સારું થેન્કયુ ડૉક્ટર તમે મારી બહુ મદદ કરી